હલો મેં તમને બે દિવસ પહેલાં ફોન કરેલો કે મારા ઘરે પ્રસંગ છે એ માટે તમે મને એક મેનુ ગોઠવી આપો કે એની અંદર શું શું વસ્તુ આવે ફરસાણમાં શું આવે મિષ્ટાનમાં શું આવે તમે વેજિટેબલ્સ કઈ આપી શકો હાં આ બધી વિગતો જરા તમે મને જણાવો જેથી કરીને હું આપની સાથે ફિક્સ કરી શકું હા અને ખાસ ધ્યાન રાખજો કે તમારી ફાઇનલ ઓફર શું છે અને તમે એમાં મને કેટલું ડિસ્કાઉન્ટ આપશો એ જરૂરથી જણાવજો જેથી કરીને હું મારી ઓફર આપની સાથે ફિક્સ કરી શકું ધન્યવાદ